અમારા સ્થળ નજીક અમે ઘણી બધી કલાઓ શીખી રહ્યા છે અને ઘણી બધી કલાઓ કરવામાં આવે છે જેમ કે રોઈન્ગ દિવાલો પર રોઈન્ગ ઘણા બધા ચિત્રો બનાવવા વગેરે ઘણી બધી કલાઓ થઈ રહી છે અમારા ઘર નજીક કુંભાર માટલા અને પ્લેટો ઉપર ઘણી બધી ડિઝાઇન પણ થઈ રહે છે તે પણ એક કલા જ છે અને તે કળાઓ વધારવા માટે સરકાર અમને લોન સબસીડી વગેરે આપે છે અને અમે સીવણ કામમાં પણ ઘણી બધી નવી નવી વસ્તુઓ બનાવી લઈએ છીએ નવરાત્રીમાં પહેરવા માટે અમે ચણીયાચોળી વગેરે પણ બહુ સારું બનાવી લઈએ છીએ અને નવું સીવણ ક્લાસીસ ખોલવા માટે પણ અમને સરકાર દ્વારા લોન વગેરે મળે છે અને ત્યાં અમે અમારી કળાનું પ્ર પ્રદર્શન કરી શકીએ તે માટે ઘણી બધી પ્રતિયોગીતાનું પણ આયોજન કરવામાં આવે છે અને તે પ્રતિયોગિતામાં વિજેતા થનારને ઘણું મોટું ઇનામ મળે છે જેથી અમે અમારી આ કળાને વધુ સારી રીતે આકર્ષક રીતે રજૂ કરી શકીએ અને અમને ઘણું પ્રોત્સાહન મળે અને અમે ઘણાને બધાને આ બધી અમારી કળા શીખવી શકીએ તે માટે પણ સરકાર દ્વારા અમને ઘણો બધો પ્રોત્સાહન મળવામાં આવ્યો છે અને માટીમાંથી પણ ઘણી બધી વસ્તુઓ બનાવવાનું કળા પણ અમારે ત્યાં નજીક છે અને માટલા જેમકે માટીમાંથી માટલા વાસણો ચાના કપ વગેરે ઘણી બધી વસ્તુઓ બનાવવાની બનાવતા શીખીએ છીએ અને હું અમે આગળ જતા પણ અમે નવી નવી કળાઓ શીખવાનો પ્રયાસ કરીએ છીએ નવી નવી કળાઓમાં અમે દિવાલો ઉપર ઘણી બધી વધુ સારી પેન્ટિંગ બનાવીએ છીએ અને તે વધુ આકર્ષક પણ લાગે છે અને મને આશા છે કે આ કળાઓ આગળ જતા વધુ આકર્ષક અને મજેદાર બનશે અને ઘણા બધા આ સ્કિલ શીખશે